હું કેટલીક સરકારી યોજનાઓ વિષે માહિતગાર છું જેમાં સૌ પ્રથમ જનધન યોજના આરોગ્ય ખાતા યોજના મહિલા સશક્તિ કરણ યોજના કિસાન સન્માન નિધિ પ્રધાન મંત્રી આવાસ યોજના મહાત્મા ગાંધી નરેન્દ્ર ગ્રામીણ રોજગારી યોજના આ યોજનાઓનો લાભ હું કલેકટરની કચેરીએ અથવા નગર પાલિકા જઈને લઈ શકું છું